હેલો પ્રશાંત ભાઈ હા હવે મારે મારે અંકલેશ્વર એક મિટિંગમાં જવાનું છે તો હું કાલે સવારે દસ વાગ્યે સુરત ઍરપોર્ટ પરથી તમારે મને પિક કરવાની છે મારી આઠેક વાગ્યા સુધીમાં આવી જશે એટલે હું દસ વાગ્યા સુધીમાં તમને મળી જઇશ

ઓકે હા તો તમે મને તમારો ગાડી નંબર ને ડિટેલ્સ જરાક મોકલી દેજો એટલે મને શોધવામાં તમને સરળતા રહે ઓકે ઓકે અને પેમેન્ટ ઓનલાઈન કરું કે તમે લેશો ના તમને વધારે કઈ રીતે ફાવશે તો હું એ પ્રમાણે કરું તો ઓકે હું તમને એડવાન્સ પેમેન્ટ કરી દઉં છું તમે કાલે પહોંચી જજો ઓકે અને લેટ ના કરતાં કારણ કે મારે અરજન્ટ બિઝનેસ મિટિંગ છે ને એટલે ઓકે હા